એકદમ મજામાં તમે કેમ છો હા આ અંબાણીનાં લગન ચાલે છે તે જ ને તો હા એ જ આખી દુનિયાનાં બધા સેલિબ્રિટીઓને બોલાવેલા છે ને આવું બધું છે તે ને પાછા ગુજરાતી છે એટલે ખર્ચો બહુ કર્યો છે પોતાના પોતાના છોકરાનાં લગનમાં આપણે એનાં લગનમાં ખર્ચા થયા એના લીધે જીઓના ભાવ વધારી દીધા એણે સાચી વાત કીધી હોવ આપણને જોવાની જ મજા આવે આપણને તો ક્યાં આવાં લગન જોવા મળવાનાં હં ને હજાર જેટલી વાનગીઓ છે ખાવામાં હા આપણે તો છ વાનગી રાખવાની એટલે નક્કી બી કરવાનું આવે કે કઈ રાખીએ એ લોકો તો હજાર રાખવાના એટલે નક્કી બી નહીં કરવાનું કઈ રાખીએ કઈ ન રાખીએ એ જ હા જોઉં છું રોજ

હા હા ઠીક છે ઠીક છે હા મળીએ